ઓનલાઇન સ્ટોર કપડાં આજકાલ મહદઅંશે ઓનલાઇન હોય ખાસ કરીને હું તો ઓનલાઇન જ કપડાની ખરીદી કરી રહી છું મીંત્રા અજીઓ ફ્લિપકાર્ટ એમેઝોન ક્લોવીયા ઝીવામે વગેરે જેવી એપ્લિકેશન્સ અને ઓનલાઇન સ્ટોર એ ખૂબ જ સારી રીતે કપડાઓના ખરીદી કરે છે આપે છે અને તેમાં અનેક વિકલ્પો ઉપલબ્ધ હોય છે મીંત્રા જેમકે અજીઓને મીંત્રાનું ઉદાહરણ લઈએ તો એમાં સ્પોર્ટ્સ છે કેઝ્યુઅલ છે ફેસ્ટિવલ છે તમે ફોર્મલ છે એવા અલગ અલગ અનેક વિકલ્પો આવેલા છે અને એ સિવાય અનેક ફિલ્ટરનો ઓપ્શન આવેલો હોય છે જેમાં તમે તમારા સાઇઝ કે માપની અનુ અનુકૂળતા મુજબ તમે તમારી જે ખ સર્ચ કરી શકો છો જેમ આપણે કોઈ શોપિંગ મોલમાં કે કોઈ દુકાને જઈએ અને જે સેલ્સમેન આપણી જે જરૂરિયાત અને આપણો ટેસ્ટ આપણી પસંદને સમજવાની કોશિશ કરે અને આપણા પસંદગી મુજબના રંગ અને પ્રકાર અને જે ડિઝાઇન મુજબના આપણને કપડાં દેખાડે એ રીતે આજ આજકાલ આ ઓનલાઇન સ્ટોર પર પણ તદ્દન એના જેવા જ એનાથી વિશેષ ઓપ્શન વિકલ્પો અવેલેબલ ઉપલબ્ધ થયા છે હા જે જેને કારણે ધારો કે કોઈ તમે સુંદર સાડી કોઈ ચોક્કસ રંગની સુંદર સાડીનું ઓનલાઇન સ્ટોર પર વિકલ્પ જોયો હોય છે તો જે એ પ્રકારનો પ્ર તમે ડિઝાઇન અને રંગો તમે પસંદ કર્યા હોય છે તેને સમાન અનુરૂપ અનેક અનેક ડિઝાઇનો અને તે લગત પ્રોડક્ટનું તમને સૂચન કરવામાં આવે છે ઓનલાઇન સ્ટોર પરથી ખરીદી કરવાના વિકલ્પો ખૂબ જ સરળ પડે છે જે ઘરે બેઠા આપણે શોપિંગ કરી શકીએ છીએ તેમજ તે સિવાય તે બાબતની આપણે કિંમતની સરખામણી પણ કરી શકીએ છીએ તેમાં ઓપ્શન એવો પણ વિકલ્પ આવે છે કે એનું કાપડ કયા ફેબરીકનું કે કયા કાપડનું બનેલું છે તે સિવાય કોઈ અન્ય ગ્રાહક કોઈએ ખરીદ કરેલા હોય તે તે બાબતના ફોટોગ્રાફ્સ પણ તે તેમાં ઉપલબ્ધ રહે છે જેને કારણે આપણે જોઈ શકીએ કે એ પડ કોઈ ચોક્કસ પરિધાન છે જે પહેરાતા આપણા પર કેવું દીપી ઉઠશે એ સિવાય હું હું તો ખાસ કરીને હું તો વિચારું તો કપડાનું જે ઓનલાઇન સ્ટોર છે એ મારા માટે તો શોપિંગ ખરીદી માટેનું ખૂબ જ અગત્યનું અને મહત્ત્વનું સ્થાન છે તેથી હું દ દરેક પાસાને હું ફાઇવ સ્ટાર રેટિંગ આપવા ઈચ્છું છું અને મીંત્રા અને અજીઓ છે જે મુખ્ય ઓનલાઇન સ્ટોર છે જેમાંથી હું મહદઅંશે મારા કપડાઓની ખરીદી કરું છું ઓકે થેન્ક યુ